મારુ જે લેખન છે ને એ અન્ય લેખકો કરતાં અલગ છે એવું કહી શકીએ કારણ કે એ જે લેખન છે તેમાં જે ઘણી બધી જે માહિતી હોય ને તેમને ટૂંકમાં અને પોઈંટ ટુ પોઇન્ટ લખેલી હોય છે એટલે કે એક પોઇન્ટ પછી બીજો પોઇન્ટ એવી રીતે સરળ રીતે સમજાવેલી હોય છે મારા જે કાંઈ લેખ છે તેમાં અને અલગ કેવી રીતે છે તો કે અલગ એવી રીતે છે કે જે કાંઈ લેખ લખેલા છે ને તેમાં બીજા બધામાં બધું લાબું લાબું લખેલું હોય તો જે વાંચવાવાળા હોયને એ લોકોને કંટાળો આવી જાય એટલે જે મારું લેખન હોય તેમાં કોષ્ટક બનાવેલા હોય કોષ્ટકમાં માહિતી આપેલી હોય પિક્ચર ઇમેજ લગાવેલી હોય અને તેનાથી શું છે જે વાંચવાવાળા હોયને છે તેને પણ રસ રહે જયારે બીજા બધામાં હું હોય કે પિક્ચર નહીં લગાડેલી હોય કોષ્ટક બનાવીને માહિતી નહીં આપેલી હોય ખાલી લખાણ લખાણ હોય વધારે તો જે વાંચવાવાળા હોય ને એને રસ નહીં આવે એટલો બધો ને સુધારવા શું માંગતા હોય તો મારા જે લેખ હોય તેમાં મારે સુધારવું હોય લખાણ હોય તેમાં સુધારવાની વાત હોય એમાં મારે થોડું હજુ સરળ ભાષામાં લખવાનો પ્રયાસ કરવો જોઈએ એજ એક વાત એક એક એ જ બાબત સુધારવા જેવી છે